તમે ભારતી ટીચર બોલો છો હમ કેમ છે

અમારે પણ બાકી જ છે સિલેબસ પણ હવે તો હોલિડે જ આવી ગયા છે બે દિવસ હવે તો કંપ્લીટ થશે નહીં હા પણ આપને તો આપણે બે જ ટીચર ને પ્રોબ્લેમ છે આખા ડીપાર્ટમેન્ટમાં પણ બધાને હોય શકે એટલે આપણે પેલા બધા ડિપાર્ટમેન્ટના ટીચર્સને મળીને વાત કરીએ અને પછી આપણે બધુ ડિસ્કશન કરી એકસ્ટ્રા ક્લાસ ગોઠવીશું અને પછી આપણે સ્ટુડન્ટને એના વિશે ઇન્ફોર્મ કરીશું અને એ લોકો ને બે કલાક વધુ આપણે બોલાવીશું એવી રીતના પણ કરી શકીએ હા એવી રીતના આપણે એને ઇન્ફોર્મ કરીશું કેમ કે હવે તો એક્જામ પણ નજીક છે એટલે સિલેબસમાં ત્રણ ચાર ચેપ્ટર બાકી છે તમારે કેટલા બાકી છે હા ઓકે ઓકે બાકી તમારે થઈ ગયા કંપ્લીટ બીજા બધા ચેપ્ટર ઓકે સારું